મારા પ્રિય લેખક પાંડુરંગ શાસ્ત્રી આઠવલે છે આમ જોવા જઈએ તો તે લેખક છે નહીં પણ જેમણે જે પણ બોલ્યા છે તે ઉપરથી ઘણા લોકોએ ઘ ઘણું બધું લખ્યું છે માટે લેખ લેખક ના હોવા છતાં તે મારા માટે તો શ્રેષ્ઠ લેખક છે તેમણે જીવન જીવવા માટેની બધી જ કળાઓ અમને શીખવાડી છે જીવનમાં કઈ રીતે જીવી શકાય તે અમને સરળતાથી સમજાવ્યું છે જીવનમાં આવતાં બધાં જ દુઃખો સામે કઈ રીતે ઊભું રહી શકાય તે તેમણે શીખવાડયું છે જીવન તરફ જોવાનો દૃષ્ટિકોણ કેવો કેળવવો જોઈએ તે પણ તેમણે પ્રૅક્ટિકલ રીતે શીખવાડ્યું છે તેમણે જીવનમાં સ્વ અધ્યયન એટલે કે આપણે ક્યાં છીએ અને આપણે ક્યાં જવાનું છે તે બાબતોનો ખૂબ ઊંડો અભ્યાસ કરાવે છે આમ તો તે પોતે લેખક છે નહીં એમણે કશું જ લખ્યુ નથી પણ તે એટલું બધુ બોલ્યા છે કે તેની ખૂબ જ પુસ્તકો લખાયેલી છે અને તે પુસ્તકો માત્ર ગ્રંથો કે પછી લાઈબ્રેરીમાં જોવા ના મળે પણ લોકોનાં જીવનમાં પણ તે જોવા મળે છે એટલે આમ જોવા જઈએ તો મારા માટે તેમનું લખાણનું મીન્સ જે પણ પુસ્તક છે ને આપણને એવું લાગે કે અમે એમની સાથે બેસીને વાતો કરીએ છીએ તેમનું જે લખાણ છે એ અમારા માટે એ ખૂબ જ આત્મીય લખાણ છે અને તે અમારા માટે ખૂબ જ ઉપયોગી છે અને તેનાં આધારે જ અમે અમારું જીવન અત્યારે જીવી રહ્યા છીએ એટલે માત્ર બૂક્સ પુરતું લખાણ ના રહેતાં જેમકે પ્લેટો શું કહે છે કે લેટર્સ આર ડૅડ જે પણ શબ્દો હોય ને તે આમતો મૃતપ્રાય હોય પણ કેટલાક લોકોનાં જીવનોમાંથી જે બો બોલેલા હોય અને તેના શબ્દો જયારે જ્યારે ચોપડીમાં આવ્યા હોય ને તો તે તે બધી જ વાતો આપણા જીવનમાં ખૂબ જ ઉપયોગી નીવડે છે અને આપણું જીવન બદલાવી શકે છે અને આપણું જીવન માત્ર સામાન્ય ખાવા પીવામાં ના રહેતાં આપણે તેનાથી સવિષેશ જી જીવન જીવી શકીએ છીએ